મારે એક હુડી ખરીદવી છે પણ વિચાર કરું છું કે કઈ કઈ એપ્લિકેશનમાં એને શોધું આમ તો મીંત્રા છે આજીઓ છે એમેઝોન છે એ બધી એક એક કરીને ખોલીને જોઈ લઉં મારે પિન્ક કલરની હુડી જોઈએ છે અને સાઇઝ જોઈએ છે બત્રીસ બધી એપ્લિકેશનમાં એ મળે છે કે નહીં અને એના ઓનલાઈન ભાવ શું છે એ જોવું પડશે પાછું એનું મટિરિયલ પણ જોવું પડશે કેમ કે મને કોટનમાં જ જોઈએ છે એટલે કોટન મટિરિયલ શોધવું પડશે હવે આટલી બધી બતાવે છે તો એમાંથી કઈ સારી હશે એ કેવી રીતે નક્કી કરીશ તો એના માટે મારે હવે રિવ્યુ જોવા પડશે એક એક ખોલીને બધાના રિવ્યુ જોઈ પછી ઓડર કેવી રીતે કરવું છે એ જોવું પડશે પછી પૈસા કેવી રીતે એમાં ચુકવવાના છે એ બધી ડિટેલ જોવી પડશે